રસોડું આખું જ બદલાય ગયું છે મારા બાના સમયે જે રસોડું હતું અને મારા પત્નીના સમયનું જે રસોડું છે એ બે વચ્ચે બહુ જ મોટો તફાવત છે એનાં બધા સાધનો ખાસ કરીને વીજળીક ઉપકરણો આવ્યાં અને એને પરિણામે આખી જે રસોઈ બનાવવાની જે પ્રવૃત્તિ છે તે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ ઓછા સમયમાં ઘણું બધું કામ થઈ શકે એ હંમેશા સમયની માગ રહી છે અને અત્યારના સમયની વિશેષ માગ છે કે કિચનમાં રાંધવાને માટે ઓછામાં ઓછો સમય આપી શકાય તેવું આપણું જીવન બનતું જાય છે પરિવાર ક્યારેક મોટું હોય કે નાનું હોય પરંતુ એ જે રસોઈ બનાવવાની જે આખી પ્રક્રિયા છે અને પહેલાં તો એવું થતું હતું કે એ પ્રક્રિયા ઘણા કલાકો કે કેટલીક વાર દિવસો પહેલાં શરૂ કરવી પડતી હતી ત્યારે જઈને માનો કે રવિવારે અમુક પકવાન બનાવવાનો છે તો એ પકવાનનાં માટેની સામગ્રીઓ એની તૈયારી કરવાની વિધિઓ આ બધું એક લાંબો સમય સુધી એ એનો પ્રક્રિયા ચાલતી રહેતી હતી અને એને બદલે હવે મીક્ષર આવી ગયાં ગ્રાઈન્ડર્સ આવી ગયાં સૌથી મોટું તો ઈંધણ ગેસ એ સૌથી મોટો એક તફાવત આવી ગયો મને મારા બાળપણમાં એવો એક પ્રસંગો યાદ છે કે જ્યારે મારા ઘરની અંદર ચૂલો સળગતો હતો અને લાકડાઓ કે કોલસાને કોલસાને સળગાવવાના એક કપ ચા બનાવવાની હોય તો એના માટે પચીસ ત્રીસ મિનિટ પહેલાં તો એ ચૂલો સળગાવવો પડે અમુક એની પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી એ કોલસા ઉપર તપેલી ચડે અને ચાય બને જ્યારે આજે ગેસ સિલિન્ડરને લીધે અને હવે તો પાઇપ લાઇનના ગેસને લીધે સિલિન્ડરમાં પણ એવું થતું હતું કે સિલિન્ડર ક્યારે ખાલી થશે તેનો તણાવ રહેતો હતો એ બદલાવવા જવું પડતું હતું પણ હવે તો એક સ્વિચથી અને તે ક્યારેય ખલાસ ન થાય તે પ્રકારનો અવિરત પ્રવાહ ગેસનો ઘરમાં રહે એટલે આખું રસોડું એની પ્રક્રિયા મિક્સ કરવાનું હોય કે એ ખાસ એને ઉકાળવાનું હોય અને હવે ઇલેક્ટ્રોનિક ઓવન આવી ગયાં પછી તો આ પ્રક્રિયા એટલી બધી ઝડપી અને સુગમ્ય બનતી જાય છે સૌથી વધારે એ છે કે એ શરીરને નુકસાન ન કરે તે પ્રકારે આ પ્રક્રિયાઓ થાય છે જે ક્યારેક શરૂઆતના સમયમાં નહોતું પણ બનતું તો આ એક વિશેષ આનંદ છે આ આપણું રસોડું બદલાયાનું અને આધુનિક બનવાનું